પુસ્તકોમાં મારું રસાયણશાસ્ત્ર પુસ્તક મને ખૂબ જ ગમે છે અને તે પુસ્તકમાંનો પેરિસાયક્લીક રિએકશન ટોપિક મને ખૂબ જ ગમે છે અને તે અને તે મારા નેટ એક્ઝામની પ્રિપરેશન માટે એક ખૂબ જ મહત્ત્વનો વિષય છે અને તે વિષયમાં આવતા બધા ટોપિક્સ મને ખૂબ જ ગમે છે એક્ઝામ ઉદાહરણ તરીકે કાર્બોએડીશન અને તે આપણને ઘટકોનું આકાર તેમાં થતા બોન્ડ બંધ તોડવાના બંધ જોડવા વિશે એન્ડ તેનો આકાર કેવો દેખાય છે તેના વિશેની જાણકારી આપે છે જેથી આપણે બહાર ઇન્ડસ્ટ્રીઓમાં જઈએ તો આપણને એ ઘટકોનો આકાર સ્ટ્રક્ચર જે પણ હોય અને તે વિશેના ટેમ્પરેચરો બોન્ડિંગ નોન બોન્ડિંગ બધી એનર્જીઓ અને કેટલી એની એનર્જી છે એમનું તરંગ કેટલા તરંગ વિધેય કેટલું છે પછી તેમાં આવતા બધા ઘટકો